મુનશીના ઐતિહાસિક નવલકથાઓ છે જેમ કે પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ જેવી નવલકથાઓ શરૂઆતમાં મને ગમી નહોતી એનું કારણ એ હતું કે એની જે કથાવસ્તુ છે એ મૂળ ઇતિહાસ કરતાં થોડીક અલગ હતી ઇતિહાસમાંના જે પાત્રો છે તેમને નવલકથામાં જુદી રીતે દર્શાવવામાં આવ્યા હતા જે ઐતિહાસિક પાત્રો છે જેમ કે મિનળદેવી મુંજાલ મંત્રી વગેરે જેવા પાત્રો છે જે ઐતિહાસિક દૃષ્ટિએ સારા હતા પણ તેમને ખરાબ ચીતરવામાં આવ્યા હતા એ દૃષ્ટિએ તેમની નવલકથાઓ મને શરૂઆતમાં ન ગમી હતી પરંતુ ભાષાની દૃષ્ટિએ નવલકથાને બીજા પાસાઓની બીજા પાસાઓની પર આપણે વિચાર કરીએ તો વર્ણનોની દૃષ્ટિએ અંદર વિવિધ ભાવોના નિરૂપણની દૃષ્ટિએ નવલકથાઓ ઉત્તમ છે જેમ કે પાટણની પ્રભુતામાં મુંજાલ મંત્રી અને મીનળદેવીનો સાથે જે પ્રણય નિરૂપણ છે તે એમણે ખૂબ ઉત્તમ રીતે કર્યું છે થોડા થોડા સ્થાનિક શબ્દો પણ આવે છે જે એમણે ભાષામાં વાપર્યા વાપર્યા છે જેથી વાંચનાર વાંચનારને તે વાંચનાર નવલકથા સાથે જોડાઈ રહે છે છે તેમને અલગ દુનિયાનો અનુભવ થાય છે મુનશીના વર્ણનો ખૂબ સુંદર હોય છે અને આપણને જીવંત લાગે એવા હોય છે